તારા બેન કેવું છે તમારા ગામમાં કેવું છે વિજળી જાય છે અરે અમારે તો એટલી વીજળી જાય છે ગરમીની મોસમમાં તો બાપ રે કંટાળી ગયા છે એટલી મગજમારી એક તો ફ્રિજ વગર નહીં ચાલે પંખા વગર નહીં ચાલે છોકરાઓને તો એસી વગર ચાલતું નથી દિવસના તો શું પણ રાત્રે તો બહુ જ મગજમારી થાય છે પણ વીજળી હોય ને તો સારું પણ હવે કરીએ શું તમારા ગામડામાં તો જાય તો જાય પણ શહેરમાં પણ આટલી બધી તકલીફો હોય તો કેટલી મગજમારી આ તો મશીનો ચાલતા હોય તેમાં પણ કેટલી થરગે રજા પડી જાય બરા ફેક્ટરી ચાલતી હોય તો તેની અંદર પણ વીજળીની કેટલી જરૂર પડે તો આ ડિઝિટલ જમાનાની અંદર તો વીજળી વગર તો ચાલે જ નહીં એની અંદર તો બિલકુલ એના વગર તો ચાલતું નથી આ ગરમીની મોસમમાં તો એટલી બધી પાવર જાય છે ચોમાસમાં પણ એવું હોય હજુ શિયાળામાં તો આપણે એવું તો હોય કે આપણે ચાલી જાય પણ ચોમાસામાં ગરમીની મોસમમાં તો આપણે બહુ જ મગજમારી જે થાય છે હવે ફ્રિજ વગર તો ચાલે જ નહીં આપણે ફ્રીજમાં તો રસોઈ પણ આપણી વધી ઘટી હોય તે પણ આપણે મૂકતાં હોઈએ તો તમારે અહીંયાં આગળ કેવું છે પણ તમે તો ગામડાની અંદર રહો ને એટલે તમને તો એવી રીતે ટેવાઈ ગયેલા છે પણ અમે તો શહેરમાં રહીએ એટલે અમે તો એ બાબતમાં ટેવાયલા જ નથી ને તો તમે ગામડામાં રહો તો પણ ચલો ગામડામાં તો જળ પાન એટમોસ્ફિયર પણ કેવું હોય બધા તમારા ઘર પણ મકાન પણ તમારા લીંપણના હોય લાકડાના હોય એટલે એમાં પણ થોડી ઘણી ઠંડક હોય પણ અહીંયાં તો શહેરમાં તો આજુબાજુ પ્રદૂષણ પણ કેટલું છે કેટલી ફેક્ટરીઓ છે આટલી બધી ફેક્ટરીઓ તેનો ધુમાડો સ્મોક નીકળે એને લીધે કેટલું બધું અને શહેરમાં તો કેવું છે કે જળ પાન પણ બધા કાપી કાપીને મોટી મોટી બિલ્ડિંગો બની ગઈ હવે એને લીધે પણ પર્યાવરણને તો નુકસાન થાય જ છે પર્યાવરણને નુકસાન થાય એટલે વરસાદ નહીં પડે વરસાદ નહીં પડે એટલે વીજળીનું ઉત્પાદન ઓછું થઈ જાય છે હવે એ તમે શહેરમાં પણ વીજળીનું ઉત્પાદન ઓછું થાય એટલે તો એ બરાબર અસર કોને થાય મશીનરી વાળાને ફેક્ટરી વાળાને થાય ફેક્ટરી વાળાને થાય એટલે ભાવ વધે ભાવ વધે એટલે આમ જનતાને પણ ભાવ વધે બધી જ બાબતમાં ભાવ વધે હવે વરસાદ નહીં પડે તો પણ મગજમારી છે બહુ ગરમી હોય તો પણ મગજમારી છે એટલે વીજળીનું ઉત્પાદન તો વરસાદ પ્રે પડે તો જ શક્ય છે હવે તો બધું આ સોલાર પેનલ પણ ચાલુ થઈ ગઈ છે એટલે તે પણ થોડીક બેનિફિટ થઈ ગયું છે સારું છે કે મોદીજીએ આ બધું આગળ પ્રોસીજર બધી ડિઝિટલ ઇન્ડિયાની કરી છે તો તેને માટે આપણે ઘણું સારું છે તો કે સોલાર પેનલથી પણ આપણે વીજળી ઉત્પાદન કરી શકીએ છીએ ચલો એટલી તો રાહત થઈ કે પણ આપણે આ સોલાર પેનલથી પણ આપણે વીજળી મળી શકે છે નહીં તો આપને એકલું પર્યાવરણ નહીં પરવડે તો તો બહુ જ આપને વીજળીની તકલીફ થાય હા સારું છે પર્યાવરણને પણ નુકસાન નહીં થવું જોઈએ એના માટે આપણે વીજળીને પણ બચાવવી